હેલો ત્રિવેણી વીમા સેવામાંથી બોલો છો હું મારા પિતા માટે વૈકલ્પિક દવાઓની સારવારની શોધમાં છું અને મને જાણવું છે કે આ સારવાર વીમા કવરેજ હેઠળ આવે છે કે નહીં મને આયુર્વેદિક દવાઓની જરૂર પડશે ડોક્ટરે સલાહ આપી છે કે પિતાને આ દવાઓ લેવી જોઈએ પણ મને ખાતરી નથી કે આ વીમા આવરી લેવાય છે કે પછી નથી લેવાતી એ તો મને ખબર નથી પણ હું પોલિસીનો આધાર કાર્ડ રાખું છું મારો આધાર કાર્ડ નંબર ફાઈવ થ્રી થ્રી સેવેન ટુ નાઈન નાઈન ઝિરો નાઈન ટુ ટુ થ્રી છે અને એના માટે એક સારા સમાચાર છે આ દવાઓ મને સંપૂર્ણ કિંમત આવરી લેવામાં આવશે કે નહીં આવે જો હું આ દવાઓ લેવા માટે કંઈ ક્લિનિકમાં જાઉં તો કે હોસ્પિટલમાં જાઉં તો શું ફરક પડશે અને મારે બીજી કઈ કઈ વસ્તુઓ આ પોલિસીની અંદર ધ્યાનમાં રાખવી જોઈએ એ પણ મને કહેજો હું સમજી ગયો તમારો ખૂબ ખૂબ આભાર તમે મારી ઘણી મોટી ચિંતા દૂર કરી દીધી છે કેમકે મારે પૈસાનો બજેટ ઘણું આગળ પાછળ થતું હતું દવાઓના કારણે તમારો ખૂબ ખૂબ આભાર